ગુજરાતની નહીં આખા ઈન્ડિયાની વાત કરું તો જે મેઇન મેજર રીઝન છે જે કારણ છે મૃત્યુનું એ સૌથી મોટો એ જ હાર્ટ એટેક હવે હાર્ટ એટેક આપણે કઈ રીતે કહી શકીએ કે જે આપણું હાર્ટ છે એ બ્લો અ પંપિંગ કરવાનું બંધ કરી દે છે કે બ્લૉક થઈ જાય છે કોલેસ્ટ્રોલ એની આજુબાજુ જામી જાય તો એ હાર્ટનું જે પંપિંગ હોય છે એ બંધ થઈ જાય તો આપણે એને હાર્ટ એટેક કહીએ હવે મેઇન કારણ કહું હાર્ટ એટેકનું તો જે આપણે ખાવામાં જે ત તેલવાળું ખાવાનું હોય કે જેમાં જેમાં બૅડ કોલેસ્ટ્રોલ આપણે કહીએ તેલમાં કોલેસ્ટ્રોલ હોય બેડ કોલેસ્ટ્રોલ ગૂડ કોલેસ્ટ્રોલ બે હોય છે અને આપણે બેડ કોલેસ્ટ્રોલવાળા ખાઈએ આપણે વસ્તુઓ જે દાખલા તરીકે જંકફૂડ છે તળેલી વસ્તુઓ છે આ બધું ખાઈએ તો બૅડ કોલેસ્ટ્રોલ આપણામાં બોડીમાં વધતો જાય છે અને એ વધે છે તો આપણે વેન્સમાં છે એ બૅડ કોલેસ્ટ્રોલ જમા થઈ જાય છે અને જે બ્લડ ફ્લો જે હાર્ટમાં જાય હાર્ટનું કામ એ છે કે બલ્ડ ફલો કરે છે તો આવી એક વેન્સમાં બૅડ કોલેસ્ટ્રોલ બ્લૉક કરી નાખે છે તો બ્લડ હાર્ટમાં જતું નથી હવે એ બલ્ડ હાર્ટમાં જાય નહીં તો હાર્ટ પંપ કરવાનું ધીરે ધીમે સ્લો કરી દે છે અને એક ટાઇમ એવો આવશે એ બિલકુલ પંપ કરશે જ નહીં અને એ અટકી જાય બ્લૉક થઈ જાય તો એ એના લીધે અ દર્દીની પહેલાં મૃત્યુ થઈ જાય પેશન્ટની મૃત્યુ થઈ જાય તો હવે એ આપણે આના ઉપર કયા પગલાં લઈ શકીએ છે તો પગલામાં આપણે એવું લઈ શકીએ છે જે ખાવામાં પીવામાં હવે ધ્યાન રાખીએ થોડું ઓછું તળેલું ખાવાનું અ એકદમ લાઇટ ના હોય તો આપણે સ્ટીમ પર બોઈલ વસ્તુઓ વધારે પ્રેફર કરવાની અને મેઇન રીઝન તો આ જ છે કે આપણે ખાવામાં ધ્યાન રાખીએ બસ હાર્ટ એટેકનું મેઇન એક રીઝન આ જ છે અને બીજું કે વધારે સ્ટ્રેસ લઈને વર્ક કરવાનું નહીં દાખલા તરીકે એક આપણું હ્યુમન બૉડી એક ટાઇમટેબલ પર એક બધુ કામ હોય તો સારું કે આઠ અવ એઇટ ઘં આઠ કલાકની ઊંઘ મળે છ કે આઠ સાત કલાક તમારે કામ કરવાનું પછી તમે કામમાં એટલું તમે ખોવાઈ જાવ કે તમે આઠ દસ કલાક કામ કરો દસ બાર તો એ સ્ટ્રેસ વધે છે એ સ્ટ્રેસ અલ્ટીમેટલી તમારા બૉડી પર આવે છે તમારા હાર્ટમાં આવે છે તો મેજર રીઝન એક આ બી છે હાર્ટ એટેકનું તમારે વર્ક લોડ વધારે લેવાનું નહીં પ્લસ તમારે ખાવામાં ધ્યાન રાખવાનું સિમ્પલ ખાવાનું રાખવાનું બસ આ જ કહેવું હતું મારે આ વિષયમાં